હલો હા મજામાં તમે કેવા છો શું છે તમારા શહેરમાં હમ હમણાં એવું એવું અહીંયા પણ બહુ જ ગરમી છે અહીંયા તો બહુ જ ગરમી છે બહુ ગરમી છે ને ઓરેન્જ એલર્ટ આપી દીધી છે ગવર્મેન્ટ હમ્મ હા હમણાં તો એસી પણ કામ નથી કરતું નથી અને ઘરમાં પણ તાપ લાગે છે બહાર જવાનું પણ મન નથી થતું અને બાળકો પણ હેરાન થાય છે હમણાં તો હા હા ગુજરાતમાં તો હમ્મ હમ્મ હમ્મ અને ગુજરાતમાં તો કેસ પણ વધી ગયા છે દર્દીઓના કેમ કે ખાવા પીવામાં શું આવી જાય કેસ પણ વધી ગયા છે હમ્મ હા ને ફોજના પપ્પા પણ બપોરે આવે છે જમવા માટે ને બે વાગે ક્યાં કેવી રીતે જાય છે એ સમજાતું નથી મને બોલો તમ તમારે કેવું હા એ તો સાચી વાત છે તમારે તમારે પણ ગરમી બહુ છે કેટલી ડિગ્રી છે પણ હા હા આજે પણ તાપ બહુ હતો આજે પણ હમ્મ હમ્મ હ હ સારું સારું એમ હમ્મ હ હ હ હમણાં વચ્ચે પેલી હવા બહુ ચાલી હતી હવા અને વરસાદ પણ એના પછી જે ઉકળાટ થયું ને એ તો બહુ જબરજસ્ત હમણાં સુધી પણ છે ઉકળાટ હમ્મ બોલો કયારે વરસાદ પડશે શી ખબર હવે એવું અંહ હં ગયા વર્ષે તો પહેલી જૂને જ આવી ગયું હતું આ હા એવું હા હમ્મ હમ્મ હમ્મ એવું હ હ હવે બહાર હા હા ના બસ બહાર ના નીકળજો ધ્યાન રાખજો ફેમીલીનું હવે કોઈ ને હા હા થેન્ક્યુ હં